ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાઓ છે ત્યાં તમે દર્શન કરી શકો છો જઈ શકો છો મુલાકાત લઈ શકો છો દ્વારિકા નગરી છે દ્વારકામાં તમને પ્રાચીન દ્વારકાધીશનું મંદિર જોવા મળશે જ્યાં ભગવાન શ્રી ક્રિશ્ન રાજ કરતા હતા ત્યાંથી બેટ દ્વારિકા નગરી છે જે પાણીના માર્ગે તમે જઈ શકો છો અને ત્યાં દર્શન કરી શકો છો ત્યાં પણ અદ્ભૂત કળાઓ છે એમ કહેવાય છે કે દ્વારિકા નગરી પાણીની અંદર ડૂબી ગઈ હતી તો એ બધી જગ્યાઓ ત્યાં છે બહુ પ્રાચીન જગ્યા છે ત્યાં પણ વિવિધ પ્રકારના મંદિરો છે અને મંદિરનું તમે કળા જોશો તો બહુ અદ્ભૂત છે અને બહુ પ્રાચીન છે ત્યાર પછી સોમનાથ છે ગીર છે જુનાગઢ છે જુનાગઢની અંદર પણ તમે જોશો તો ઉપર કોટનો કિલ્લો છે તો ત્યાં પણ રાજા મહારાજા કેવી રીતે રાજ કરતા હતા ઘણી બધી પ્રાચીન જગ્યાઓ છે ત્યાં ઉપર કોટના કિલ્લા પર હજુ પણ તમને ઘણા બધા રાજાઓના જે અવશેશો છે ઘણું બધું છે ત્યાં તે તમને જોવા મળશે એમ ત્યાર પછી ગિરનાર છે ગિરનાર પર્વત ગુજરાતની અંદર સૌથી ઊંચામાં ઊંચો પર્વત છે નવ હજાર નવસો નવ્વાણું પગથિયાં છે તો ત્યાં માતા અંબાજીનું મંદિર આવેલું છે ત્યાં તમે દર્શન કરી શકો છો અત્યારે તો રોપવે માર્ગ પણ આવી ગયો છે જો તમે પગથિયાં ના ચઢી શકતા હોવ તો રોપવેના માર્ગથી પણ તમે ઉપર જઈ શકો છો મંદિરના દર્શન કરી શકો છો ત્યાર પછી ગુજરાતમાં અનેક પર્યટન સ્થળો આવ્યા છે જેમ કે ચોટીલા છે પાવાગઢ છે પાવાગઢમાં પણ તમે જોસો તો ત્યાં પન પ્રાચીન જગ્યાઓ છે ત્યાં પણ કિલ્લો છે એમ અમદાવાદની અંદર સીદી સૈયદની જાળી છે એ પણ ખૂબ જ પ્રાચીન અને અદ્ભુત કળાઓનું મિશ્રણ છે હળી કળી વાવ છે તો ત્યાં પણ તમે જઈ શકો છો સોમનાથની અંદર મ્યુઝયમ બનાવામાં આવ્યું છે કે સોમનાથ મંદિર સૌપ્રથમ કેવી રીતે બંધાયું હતું અને એના સું ઇતિહાસ રહ્યો છે કઈ રીતે મંદિરની સ્થાપના થઈ બાર જ્યોતિર્લિંગનું પ્રથમ જ્યોતિર્લિંગ છે સોમનાથ મંદિર તો ત્યાં તમને મ્યુઝિયમ તમે વિઝિટ કરશો મુલાકાત લેશો મ્યુઝિયમની અંદર તો તમને દરેક વસ્તુ ત્યાં તમને એ માહિતી મળશે એમ ખૂબ જ મજા આવશે ત્યાં એક રાત્રિ કલ્ચર શો પણ થાય છે જેની અંદર નૃત્ય અને સંગીત દ્વારા તમને સોમનાથ મંદિર વિષે માહિતી આપવામાં આવે છે બીજી ગુજરાતની અંદર એક જગ્યા છે લોથલ તો લોથલની અંદર મોહન્જો દારો અને હડપ્પા સંસ્કૃતિના તમને અવશેશો જોવા મળશે ત્યાં પણ મ્યુઝયમ હોય છે સવારથી સાંજ સુધી ખુલ્લું હોય છે અને રાત્રિ દરમ્યાન એ બંધ થઈ જાય છે તો ત્યાં તમે મુલાકાત લઈ શકો છો બીજું સૌરાષ્ટ્રની ભૂમિ છે સંતોની ભૂમિ ત્યાં તમે અનેક પ્રાચીન મંદિરો છે ગુજરાતની અંદર એ તમે દર્શન કરી શકો છો તુલસી શ્યામ છે ત્યાં પણ અદ્ભુત નજારો છે એને ઘણું જંગલ છે ગુજરાતની અંદર આવેલું શાસણ ગીર શાસણ ગીર એ સિંહોના રાજાનું સ્થળ છે ત્યાં જંગલ છે એની અંદર તમે જંગલ સફારી કરી શકો છો અંદર જીપ તમને લઈ જાય છે એની અંદર બેસીને તમારે જવાનું હોય છે ત્યાં મુલાકાત લેવાનું છે ત્યાં તમને સિંહ અને બીજા અન્ય પ્રાણીઓ નજરે જોવા મળે છે અને ખૂબ જ આહ્લાદક દર્શન હોય છે મિન્સ બહુ જબરજસ્ત તમને ત્યાં રોમાંચિત કરી દે એવા અનુભવો થશે તો એક વાર જરૂર ગીર શાસણની મુલાકાત તમે જરૂર લેજો પછી બીજું તમને દરિયા કિનારો જોઈએ તો હોય તો દીવ છે સો દિવનો દરિયા કિનારો બી અદ્ભુત છે ત્યાં પણ તમને શાંતિ એકદમ મળશે અને ત્યાં પણ અદ્ભુત કિલ્લાઓ છે અર્વાચીન કિલ્લાઓ છો ત્યાં પણ તમે મુલાકાત લઈ શકો છો